મને અગર બીજા દેશમાં મુસાફરી કરવાનો મોકો મળે તો મારા મત પ્રમાણે હું સ્પેન દેશ છે એ બહુ મને પસંદ છે કેમકે ત્યાંનું જે આર્કિટેક્ચર છે ત્યાંની રહેણી કરણી છે એ મને બહુ લુભાવે છે અને ત્યાંના જે ફેસ્ટિવલ છે જેમકે ત્યાં બુલ ફેસ્ટિવલ છે ટોમેટો ફેસ્ટિવલ છે એ બહુ સારી રીતે ઉજવવામાં આવે છે મેં પિક્ચરોમાં જોયું છે વિડિયોમાં જોયું છે યુટ્યુબમાં કે લોકો કેવી રીતે ભેગા મળે છે અને આ ફેસ્ટિવલનું કેવી રીતે ઉત્સવ ઉજવે છે તો એ મને બહુ સારું લાગે છે તે માટે હું સ્પેન દેશ જવા માટે ઉત્સુક છું અગર મને મોકો મળે તો હું ત્યાં જાઉં